ભારતમાં ખોરાક બઉજ વિવિધ અને સ્વાદિષ્ટ હોય છે તેસ પ્રદેશ અને સંસ્કૃતિઓ અનુસાર બદલાય છે જેમ કે ઉતર ભારતમાં રોટી પરાઠા નાન અને ભાતની સાથે સાથે શાકાહારી અને માંસાહારી ભોજન મળે છે લોકપ્રિય ડીશમાં બટર ચિકન રાજમા ચાવલ છોલે ભટુરે અને પનીર ટીકા શામેલ છે દક્ષિણ ભારતમાં જોઈએ તો ભાત આધારિત વિવિધ વાનગીઓ જેમ કે ઢોંસા ઇડલી રસમ સાંભાર અને પશ્ચિમ ભારતમાં જોઈએ તો ગુજરાત અને મહારાસ્ટ્ર જેવા પ્રદેશોમાં ઢોકળા ફાંફળા પૂરણ પોળી વડાપાઉં જેવી વાનગીઓ લોકપ્રિય છે જ્યારે પૂર્વ ભારતમાં બંગાળ અને આસામના પ્રદેશોમાં માછલી અને ભાતનું પ્રમાણ વધારે છે અહીં મચ્છેર ગુઝોલ અને સર્ચ સર્ચ લેટ ફિશ પ્રસિદ્ધ છે અને લોકપ્રિય મસાલામાં તો ઘણા બધા છે જેમ કે મરી ધાણા જીરું હળદર લાલ મરચું ગરમ મસાલો અજમો મીઠું વગેરે વગેરે અને પ્રખ્યાત ભારતીય વાનગીઓમાં બટર ચિકન પનીર બટર મસાલા મસાલા ઢોંસા જેવી વગેરે વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે